મેં યાત્રાઓ તો કરી છે પણ એનો હેતુ ટેકનોલોજી અને બાહ્ય જગતથી અલગ થવાનો હોય એવી નથી કંઈ મારી પાસે કહાની પણ મારી એક કહાની એવી છે કે હું જ્યારે દાર્જિલિંગ ફરવા ગયો તો ત્યારે વાયા મુંબઈ થઈને હું આવતો હતો ત્યારે મારો મોબાઈલ મારા થ્રી એસી કોચની અંદર રહી ગયો હતો ત્યાં પડી ગયો હતો મને ખબર નથી જ્યારે હું ટેક્સીમાં બેસીને મારા મુંબઈના ઘરે જવા લાગ્યો ત્યારે મને ખબર પડી કે અરે આ મારો મોબાઈલ તો મારો છે નહીં કાં પડી ગયો હશે ચોક્કસ ટ્રેનમાં જ રહી ગયો હશે મેં ટેક્સીવાળાને કહ્યું કે ભાઈ તું ફરી પાછો વિટી સ્ટેશન લે કારણ કે ટ્રેન ત્યાંથી આગળ તો જવાની જ નહીં હતી છેલ્લું સ્ટોપ જ વિટીનું હતું મુંબઇનું એટલે મેં પાછી એની પાસે યુ ટર્ન લેવડાવીને સ્ટેશન પર ગયો વિટી સ્ટેશન પર મારા જે કોચ આવ્યો હતો ત્યાં આમ તેમ ફાંફા માર્યા મેં જોયું બે ચાર જણાને પૂછ્યું કર્યું ત્યારે કેન્ટિનવાળો હતો જેનો સ્ટોલ હતો તેને મેં પૂછ્યું કે ભાઈ આવું આવું થયું છે મારો મોબાઈલ આ કોચમાં રહી ગયો હતો કોઈને મળ્યો છે ત્યારે કહ્યું કે હા એક મોબાઈલ મળ્યો છે મારા છોકરાઓ જે આવે છે ત્યાં ટ્રેનોની અંદર જે વેચવા માટે જાય છે અને તમે મને આઈડેન્ટિફિકેશન્સ કહો કે તમારો મોબાઈલ કયો હતો તો એ વખત તો મારી પાસે નોકિયાનો મોબાઈલ હતો એટલે મેં કહ્યું કે ભાઈ આ નોકિયાનો મોબાઈલ છે આ મારો નંબર છે તમે આ નંબર પર લગાડી જુઓ નંબર પર લાગે છે કે ને કારણ કે મારો નંબર હોય તો જ તમને ખબર પડે ને કે આ મારો મોબાઈલ છે એ ભાઈએ મારો જે નંબર હતો એના પર મારો નમ મોબાઈલ કર્યો અને રિંગ વાગી ત્યારે સાબિત થયું કે એ મારો મોબાઈલ છે મને આપ્યો મને ખુશી થઈ એટલે મેં એક બસ્સો રૂપિયા મેં કહ્યું ભાઈ આ જે કોઇ છોકરાને મળેલો છે એને આપજો મારા તરફથી એને બખ્શિશ છે એનાથી વધારે વિશેષ કશું પણ નથી આ એક મારો થયેલો અનુભવેલો એક ઈન્સિડન્ટ છે એ મેં અત્રે આપને રજૂ કર્યો છે